ટ્યુરિસ્ટ માટે કંઈ ટેક્સી બસ એવું મળશે કે હમણાં મેં સુરત એરપોર્ટ પર છું તો મને કંઈક ફરવા માટે ટેક્સી એવું જોઈતું છે

હં એમ તો સુરતમાં જ ફરવાનું છે દસેક દિવસ રહેવાનું છે એટલે પછી હં એટલે કંઈ સારું પડે એવું મળશે કે

હં હા બધા ફેમેલી સાથે આવ્યા છે એટલે પછી ટુરિઝમ માટે કંઈક બાઇક ટેક્સી કાં તો બસ એવી કરવી હતી

કયું સસ્તું પડશે અમે છ એક જણ છીએ હં હં હં તમારી ઓફિસ ક્યાં છે તો હં

હં મોકલી આપો ને હં હં ચાલુ હા મોકલી આપો ને હા મળીએ